ગાયનમાં ભાવનાઓ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે સંગીતની ભાવનાત્મક મીઠાસને વર્ણનવામાં અને સીસ્તા ને વ્યક્ત કરવા માટેની વિધિ છે હું ભાવનાઓમાં ટેનીઓ આંતરરાષ્ટ્રીય ગતિશીલતા અને વક્તવ્ય દ્વારા રજૂ કરું છું સંગીતના ટેનીઓ ગતિસિલતા અને હાસ્યાસ્પદ તાલ સાથે હું એવી ભાવનાઓને વ્યક્ત કરું છું જેમકે આનંદ દુ ખ ઉત્સાહ કે શાંતિ ગાયનમાં દરેક ભાવના વ્યક્તિગત રીતે અનુભવી અને વ્યાખ્યા ત્વિક કરી શકાય છે